ના મેં મેરેથોન કે એવી કંઈ રેસમાં ભાગ નથી લીધેલો પરંતુ અમે અત્યારે જે પોલીસ કે ફોરેસ્ટરની તૈયારી માટે છે જે લાંબા અંતરની દોડની તૈયારીઓ કરીએ છીએ તેના આધારે હું કહી શકું કે તો આપણે નક્કી કરેલું હોય કે આઠસો મીટર દોડવાનું છે તો દરરોજ આપણે પહેલાં શરૂઆતમાં તો આપણે આપણી કેપેસિટી પ્રમાણે થોડુંક અમુક અંતર સુધી કે અમુક ટાઇમ સુધી અમુક રાઉન્ડ માર લગાવવા જોઈએ એમ પછી જે આપણા શરીરને ધીમે ધીમે ધીમે આ બધા અંતર અને સમયને ઇન્ક્રીઝમેન્ટ કરતું જાવાનું અને આઠસો મીટરમાં મારો ગોલ હોય તો મારે આઠસો મીટર તો ઓછામાં ઓછા સમયમાં કઈ રીતના હું વધારે સ્પીડથી દોડી શકું તેના તેવી રોજ નિયમિત પ્રૅક્ટિસ કરવી જરૂરી છે અને તે તૈયારી કરતી નિયમિત તૈયારી કરતી વખતે અમુક વખત આપણે એવું થાય કે જ્યારે આપણે થાક અનુભવીએ કે અથવા તો આપણે વાતાવરણને લીધે કાંઈ પણ સમસ્યાઓ થાય છે જેમ કે આપણે ગરમીમાં વધારે દોડી જાઈએ તો આપણે શરીરમાં લો બીપી અથવા તો હાર્ટએટેક સુધીની સમસ્યાઓનો સામનો કરવો પડે જે આપણે જેની આપણે સાવધાની રાખવી જોઈએ કે અમુક વાતાવરણમાં આપણે દોડવાનું ટાળવું જોઈએ અને બીજું એ કે આવી રીતના તૈયારી કરવા માટે આપણે રોજની નિયમિત પ્રે પ્રૅક્ટિસ હોવી જરૂરી છે દોડવા માટેની